અમારા ગામમાં એક ભજન મંડળી છે જેનું નામ છે સિયારામ ધૂન મંડળ તેઓ એક વણઝારી ચોકમાં આવેલાં એક એમનાં જે ગંતવ્ય સ્થાન છે ત્યાં ભેગાં થાય છે બીજી મંડળીનો એક છે તે માલીવાળા એ રોડ પર આવેલું એક છે જે અખંડ રામ ધૂન વગાડી રહ્યા છે તેઓ સંગીતનાં સાધનો જેવાં કે હાર્મોન્યમ વાંસળી સિતાર તબલાં નગારા વગેરેનો ઉપયોગ કરે છે જે અખંડ રામ ધૂન છે જે સતત વાગ્યાં કરે છે ને સામાન્ય રીતે એનાં કારણે અનેરું ભક્તિમય વાતાવરણ રચાયેલું રહે છે જે હાલના જે પ્રવર્તમાન જે યુગમાં હાલ જે ભક્તિનો જે ઘટતો જતો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં આવી ભજન મંડળી અને ધૂન વગેરે મંડળીઓનો અનેક સારો ફાળો રહેલો છે અને રહી વાત સંગીતનાં સાધનની તો સંગીતનાં જે સાધનો છે જે હાલનાં જે ડીજે ને જે યાંત્રિક સંગીતનાં સાધનો કરતાં જે મેન્યુઅલ જેને કહી શકે છે કે હાથેથી કે પોતાનાં મુખેથી વગાડવાનાં જે સાધનો હતાં જેમકે હાર્મોનિયમ છે વાંસળી છે તબલાં છે વગેરે છે જે જેના સૂર અને રાગ ની જે જે છટા છે એ અનેરી છે એને કારણે જે ધાર્મિક માહોલ રચાય છે તે આ યાંત્રિક સાધનોમાંથી રચાઈ શકતો નથી થેન્ક યૂ